હલો તમે આપણે માટૅમાંથી બોલો આપણે સાહેબ મારે એ બધું ફૂડ ને સબ્જી ને એ બધું ઓર્ડર કરવું હતું સાહેબ મારે આપણે બનાના છે સફરજન છે એ બધું ઓર્ડર કરવું હતું તમારે ત્યાં અવેલેબલ છે

આપણે મને જો તમે લખો હું તમને લખાવું છું અડધું કરીયાણાનો સમાન ને એ બધું જોઇએ છે બે ડઝન ગણો ને સાહેબ બે કેરેટ આવે તો એક કેરેટ કરો સાહેબ સફરજન બે કિલો બે હા તે એક એક પેટી કરો સફરજન હા બસ સાહેબ ના આપણે બીજું કરિયાણાનો સામાન લખો પાંચ કિલો મોરસ પાંચ કિલો મોરસ બે તેલના ડબા ફોર્ચ્યુન આપણે આ બીજું જે બધું આવે છે ને કરિયાણું એ બધું બે બે કિલો પેક કરી દો ને સાહેબ તમારા હિસાબથી કાજુ બદામ ને કાજુ કાજુ બદામનાં પેકેટ છે સાહેબ પાંચસો પાંચસો ગ્રામનાં હા તે સાહેબ એવાં બે બે પેકેટ પેક કરી દો ને હેં એડ્રેસ સાહેબ લખો આપણે જીલાની પાર્ક સોસયટી ઘર નંબર એકાવન અરવલ્લી ડીસ્ટ્રીકટ મોડાસા હા સાહેબ અરે સાહેબ સમજી જાવ ને યાર તમે પેટી ને પેટી લઈએ તમારા ત્યાંથી ડિસ્કાઉન્ટ તો આપો સાહેબ થોડુંક સાહેબ સાહેબ દસ જ ટકા સાહેબ આવું ના કરો સાહેબ એરે સાહેબ દસ ટકા ડિસ્કાઉન્ટ આપો છો બરાબર ને આપણે બધું તમારે ત્યાં મીઠાઈ મળે છે મીઠાઈ કાજૂકતરી મોકલાવજો ને પાંચસો ગ્રામ

હા તે બરાબર એવું ના હોય હા તે હું તમને જે જે ઓર્ડર લખાવ્યો એ તમે બધું મોકલાવી દો ને મારા ઘરે એક કયાર સુધીમાં આવે ઓર્ડર કયારે આવશે હા કેશ ઓન ડિલિવરી કરીશું સાહેબ ચાલશે ને હા ચાલો સાહેબ ઠેન્ક્યું